નવ ચાર બે હજાર છ એક અગિયાર બે હજાર પાંચ પાંચ નવ ઓગણીસો ને બોતેર બે બાર છ તેર એક સત્તર